ગુજરાત સરકારની વિશેષ કરીને અનેક લોક ઉપયોગી યોજનાઓ લોકોના સેવાર્થે જોવા મળી રહી છે ગુજરાત સરકારનો હેતુ છેવાડાના નાગરિક સુધી વિશેષ કરીને પહોંચે અને લોકોને એનો લાભ મળે તે સરકારનો મુખ્ય હેતુ હોય છે ખાસ કરીને સરકારશ્રીની વિદ્યાર્થીઓના વિદેશ અભ્યાસ માટેની જે વિવિધ લોનો હોય છે જેમાં એજ્યુકેશન લોન એ કેટલાક નોમીનલ ટકાવારીના ધોરણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થાય પછી એમને ભરવાની થતી હોય છે સરકારશ્રીની સમાજ કલ્યાણ વિવાગ દ્વારા પાયલોટ બનાવવા માટેની કેટલીક લોન્સ એ પાયલોટની જે વિદેશમાં રહીને અથવા તો પાયલોટ કંપનીઓને થતી જે ફીઝ હોય છે તે પણ સમાજ કલ્યાણ દ્વારા આપવામાં આવે છે ગ્રેજ્યુએટ સુધીના વિદ્યાર્થીઓને ફી માફી માટે ફી માફી કાર્ડ પણ આપવામાં આવે છે સરકારશ્રીની સમાજ કલ્યાણ અને અધિકારી વિભાગ દ્રારા ઘર બનાવવા માટે સહાય આપવામાં આપે છે વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત સાડા ત્રણ લાખ સુધીની સહાય આપવામાં આવે છે સમાજ કલ્યાણ અને અધિકારી વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું લાડલી અને વિશેષ કરીને વિધવાઓને પેન્સન આપવાની યોજનાઓ સરકારશ્રી દ્વારા લાગુ કરવામાં આવી છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં પોતાની કારકીર્દી સારી રીતે બનાવી શકે એ માટે સરકાર દ્વારા દરેક જિલ્લા મથકે ડીએલએસએસ નામની સંસ્થાઓ ઉભી કરવામાં આવી છે કે જેમાં છેવાડાના ગરીબ વિદ્યાર્થીઓ રહી અને પોતાનું શરીર અવશેષ કેળવી શકે અને વિવિધ રમતોમાં પોતાની અને પારંગત બની શકે સાથે સાથે એલએલબી કરેલા એસએસટી ઓબીસી વિદ્યાર્થીઓને પણ સરકાર તેમની ઓફિસ બનાવવા માટે અને કેટલાક લોને લગતા કાયદાઓને લગતા પુસ્તકોની ખરીદી માટે સ્કોલરસીપ પણ આપે છે સરકાર વિવિધ પ્રકારની એજ્યુકેશન લોન પણ આપે છે સાથે સાથે સરકાર જીપીએસસી અને યુપીએસસી જેવા ઉચ્ચ કોર્સની નિપૂણતા પ્રાપ્ત કરવા માટે અમદાવાદ ખાતે સરકારશ્રી દ્રારા આયોજિત થતા વિવિધ કેમ્પ અને શિબિરોનું થતાં ક્લાસીસોનું આયોજન પણ કરે છે અમદાવાદ ખાતે સ્પીપામાં વિદ્યાર્થીઓને એક વર્ષ માટે મફત રહેવા જમવા અને ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરી આઈએસ બનાવવા માટેના ક્લાસીસ પણ વિના મૂલ્ય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે એટલે ભારત સરકાર દ્રારા અને ગુજરાત સરકાર દ્રારા વિદ્યાર્થીઓને થતાં લોકોને ઘણી સેવાઓ પ્રાપ્ત થાય છે સાથે સાથે વૃદ્ધ પેન્શનની યોજના પણ ગુજરાત સરકાર દ્વારા પ્રાપ્ત થતી જોવા મળતી હોય છે ખેડૂતોને વિવિધ પ્રકારના બિયારણો વિવિધ પ્રકારના ખાતરો અને વિવિધ પ્રકારની સબસીડી તથા પાક વીમા જેવા વિવિધ લાભો પણ ગુજરાત સરકાર દ્વારા પ્રાપ્ત થતા હોય છે ઓલઓવર એટલું કહી શકાય કે ગુજરાત સરકાર દ્વારા સરકારી યોજનાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં લોક ઉપયોગી રીતે તેમને મળી રહે તેવા હેતુથી આ યોજનાઓનો લાભ લોકોને મળે છે અને વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે સરકારશ્રીની ઓજસ નામની વેબસાઈડ અથવા તો ગુજરાત સરકાર જિયોવી ડોટ ઉપરથી પણ વિવિધ યોજનાઓ વિશે જાણકારી મેળવી અને લોકોએ એનો લાભ મેળવવો જોઈએ તેવું હું માનું છું